રમત રમવાથી વ્યક્તિની અભિવ્યક્તતા અને ખૂબ જ વધારે હોય છે તેથી તે રમત રમે ત્યારે તેમનાં આખા શરીરની કસરત થઈ શકે છે અને વ્યાયામ થઈ શકે જેથી માણસની તંદુરસ્તી પણ સારી હોઈ શકે અને તે રોગ મુક્તિ પણ રોગોથી પણ મુક્ત થઈ શકે અને તે થોડા તેનાં સામાજિક કાર્યથી દૂર રહેવા માટે અને તે રમત રમવાથી તેનું માઈન્ડ તેનું મગજ પણ ફ્રેશ રહે સારું રહે તે માટે રમત રમવાની ખૂબ જરૂરી છે અને રમતોને રમત રમે તો તેના સમય પણ જાય અને મિત્રો સાથે મળવાનું થાય અને જેવા કે આપણે ત્યાં ઘણી બધી રમત રમાય છે હોકી પછી ફૂટબોલ ક્રિકેટ બ્લેડમિન્ટન જેવી રમતો ઘણી રમતો છે જેમાં ફૂટબોલ હોય તો તે આખા શરીર કોઈ ફૂટબોલ રમતા વ્યક્તિ કોઈ કસરત કરવાની એમ તો જરૂર ના પડે એવી મારે માનવું છે કેમ કે એમાં બધાં જ પ્રકારની બધાં જ પ્રકારની કસરત થઈ શકે એમ ફૂટબોલ એવું છે કે જે એવી રમત છે કે તે શરીરની બધા જ અંગોની અંગોની કસરત એમાં થઈ જાય એવી જ રીતે ક્રિકેટ હોય તો બોલિંગ કરે દોડવાનું એમ એવી રીતે વ્યક્તિ તમામ પ્રકારની કસરત થઈ જાય છે અને ફિટ રહે છે અને રોગ મુક્તિ માટે પણ આ રમતો ખૂબ મહત્ત્વ છે જેવા કે રમત રમવાથી વ્યક્તિ કે જે રમતવીર હોય તે પ્રેક્ટિસ કરે તેને સમય આપે અને જેથી કરીને તેના ડિપ્રેશન કે જેવા કે થી પણ દૂર રહે એમ મારે માનવું છે એને હાર જીતનો અનુભવ થાય એટલે જિંદગીમાં કે તેના જીવનમાં પણ તે હાર જીત પણ થાય તો તેને તે આરામથી તે સહન કરી શકે એટલી એનામાં શક્તિ આવે છે તેવી જ રીતે વ્યક્તિ ખૂબ જ ભારે બની જાય છે અને તે આજના સમયમાં જ ફેટ ચરબીનું પ્રમાણ વધે એ માટે પણ આ રમત ખૂબ જરૂરી છે જેવો કે રમત રમવાથી માણસ હેલ્ધી એકદમ હોય એવું લાગે જ્યારે જે રમત નહીં રમતો હોય તે વ્યક્તિનો ડિફરન્ટ તે બે વ્યક્તિઓ ભેગા થાય તો અલગ અલગ દેખાય એમ મારા માનવું છે અને રમતોને રમવાથી જ ને તેને

એમ પ્રયત્ન કરવો જોઈએ તેથી કરીને રમતો રમવા માટે વધારે પ્રમાણમાં નાના બાળકો હોય તો પ્રોત્સાહન આપે તો તેમને રમત પ્રત્યે આકર્ષણ થાય એવી જ રીતે તે વ્યક્તિ પણ ભવિષ્યમાં રમત રમવા માટે પ્રેરાય એમ મારે માનવું છે જેવી રીતે અલગ અલગ પ્રકારની રમતોમાં અલગ અલગ પ્રકાર જે કે ફૂટબોલ ક્રિકેટ હોય તો અગિયાર અગિયાર પ્લેયર રમત માણસો રમે એમ તેમાંથી અગિયાર માણસો કે વ્યક્તિ રમતા રમતા તેમના કેટલાય મિત્ર સુધી આ ચર્ચાનું કેન્દ્ર બને અને તે લોકો રમતને જોવા આવે અને રમત રમવા માટે પહેલાંથી ઘણું ધ્યાન આપવું પડે જેમ કે અત્યારના સમયમાં તો રમતને રમાડવા માટે કેટલાક કોચિંગ સેન્ટરો પણ ચાલું થયેલાં તેવી જ પહેલાંના સમયમાં લોકો પોતાને ત્યાં રમતાં રમતાં ગામડામાં રમતા હતા અને અત્યારે તો ફેસિલિટી બધી જ પ્રકારની ફેસિલિટીઓ પણ મળી જાય છે એમ મારે માનવું છે જેથી કરીને રમતનું પ્રમાણ વધારે પડતું રમવાથી તેનાં સ્વાસ્થ્ય અને શરીર પણ સારું રહે અને તે કોઈ તેને પરેશાની નહીં આવે અને જે ડિપ્રેશનમાં હોય તે પણ નીકળી જાય એવું મારે માનવું છે